ગુજરાતમાં કલા અને હસ્તકલા એ જાણીતું બન્યું છે ગુજરાતમાં ભરત ગૂંથણનું કામ એ સર્જનાત્મક તેમજ બારીકાઈથી કરવામાં આવે છે ભરત ગૂંથણ એ કાપડને નવાં સુંદર રૂપમાં આપવામાં આવે છે વિવિધ રીતે તોરણો તેમજ આભલાં આ જ આભલાં ચોંટાડી અને વિવિઘ પ્રકારનાં તોરણો બનાવવામાં આવે છે શુભ લાભનાં પ્રતીકને ગૂંથી અને તેને સજાવી ગૃહશોભાના તે ઉપયોગી બને છે આમ જોઈએ તો વિવિધ રીતે પશુ પક્ષી ફૂલ જેવાં કલાત્મક આકારો બનાવવામાં આવે છે અને રોજિંદા જીવનમાં તે ઉપયોગી બની અને ગૃહ શોભાને પણ વધારે છે સ્ત્રીઓ હાથવણાટ કરી અને વિવિધ પ્રકારનાં તોરણો આભલાંઓ ચોંટાડી અને વિવિધ પ્રકારનો અલગ અલગ પહેરવેશ અને તેમજ ગૃહ શોભાની ચીજવસ્તુઓ બનાવે છે જે રોજિંદા જીવનમાં પણ ઉપયોગી બને છે અને તે પરંપરાગત હુનર અને કળા સંસ્કૃતિથી મળે બને છે તેમજ વિવિધ રીતે જોઈએ તો બાંધણી એ જોવા મળે છે ગુજરાતમાં શ્રેષ્ઠ નમૂનો માનવામાં આવે છે ગુજરાતીની કલાત્મક એ રંગબેરંગી બાંધણીઓ દ્વારા વિશ્વભરમાં પ્રખ્યાત બની રહેલી છે તેમજ ઘરચોળું અને ઓઢણી એ લગ્ન પ્રસંગે નવવધૂ સ્ત્રીઓ પહેરે છે અને તે સુતરાઉ કાપડમાં પણ કામ કરવામાં આવે છે આમ જોઈએ તો માંડવી જામનગર ભુજની બાંધણી વિશ્વવિખ્યાત બની છે અને અલગ અલગ રાજ્યમાં તેની વહેંચણી થાય છે તેને કારણે ગુજરાત એ પરંપરાગત રીતે મદદ થાય છે અને તે વારસામાં યોગ્ય રીતે યોગદાન આપી રહ્યું છે તેમજ પટોળા એ ગુજરાતમાં વિશ્વવિખ્યાત બન્યું છે પાટણનાં પટોળા એ શહેરનાં પટોળા ખૂબ જ વખણાય છે તેમજ પટોળાની બનાવટમાં તેનું ગૂંથણ એ કાપડની બન્ને બાજુએ કરવામાં આવે છે તેમજ પટોળા એ જુદાં જુદાં રાજ્યોમાં પણ વહેંચણી થાય છે અને પોતાનાં પ્રતીકો અને પરંપરાઓ છોડે છે આમ જોઈએ તો ઘણી રીતે હસ્તકલા એ જુદા જુદા દેશોમાં પોતાની ઓળખ અને વારસામાં કઈ રીતે ઉપયોગ થાય છે પોતાનું કઈ રીતે યોગદાન આપે છે તે જોવા મળે છે જે રીતે હસ્તકલા ઉપયોગી છે તેમજ પહેરવેશ સંસ્કૃતિ તેમજ ગુજરાતની પ્રજાનાં પોષાકમાં પણ પરંપરાગત શૈલીની સાથે આધુનિક ફેશનનો સ્પર્શ પણ જોવા મળે છે તેમજ વિવિધ રીતે કલા અને હસ્તકલા

રાજ્યની સંસ્કૃતિની ઓળખ અને વારસામાં કઈ રીતે તેનું યોગદાન છે તે જોવા મળે છે સાજ સજાવટ તેમજ ગૃહ શોભામાં વિવિધ રીતે સર્જનાત્મક બને છે સ્ત્રીઓ પોતાનાં હાથવણાટ દ્વારા જુદી જુદી વસ્તુઓ બનાવે છે અને તેને જુદાં જુદાં રાજ્યોમાં મોકલે છે જેને કારણે તેઓ વહેંચણી થાય છે જેને કારણે ગુજરાતની કલા અને હસ્તકલા એ પ્રખ્યાત બને છે તેમજ અલગ અલગ રીતે પોતાની ભાત છોડે છે અને પોતાની કઈ રીતે ગુજરાત એ કલા અને હસ્તકલા ક્ષેત્રે ઓળખ છે તે જોવા મળે છે આજના જમાનામાં કલા અને હસ્તકલામાં ગુજરાતનું સ્થાન એ આગળ રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે આગળ રહેશે અને વારસામાં તે સારી રીતે એવું યોગદાન આપશે અને આજની પેઢી તેમજ આવનારી પેઢીઓ ગુજરાતની કલા અને હસ્તકલા વિશે જાણશે તેમજ વિવિધ પરંપરાઓ દ્વારા અને વિવિધ પ્રતીકો દ્વારા ગુજરાતની હસ્તકલા એ દેશમાં તેમજ રાજ્યોમાં વિખ્યાત બને છે સ્ત્રીઓ પહેલાંના જમાનામાં એટલું બધું મહત્ત્વ નહોતું પણ આજના જમાનામાં કલા અને હસ્તકલાનું પ્રમાણ વધી રહ્યું છે સ્ત્રીઓ પોતાના હાથ દ્વારા ઝીણવટ પૂર્વક તેને કરે છે અને બીજે વહેંચવા મોકલે છે જેને કારણે ગુજરાતમાં હસ્તકલાની છાપ બધાં રાજ્યો તથા દેશોમાં જોવા મળે છે આમ જોઈએ તો હસ્તકલાનું ગુજરાતમાં હસ્તકલા ક્ષેત્રે તેમજ રાજ્યની સંસ્કૃતિઓની ઓળખ અને વારસામાં તે સારું એવું યોગદાન આપે છે આમ જોઈએ તો પરંપરા અને પ્રતીકો તથા મૂલ્યો એ ગુજરાતની કલા અને હસ્તકલામાં આપણને જોવા મળે છે